હલો હા બોલોને હા જી કેટલી ક્યાં થાય છે સોલ્ડર ઉપર કે જોઈન્ટસમાં કઈ યાદ આવે છે એવું કે વાગી ગયા હોય કે ભટકાણા હો ક્યાંક કે સુવાઈ ગયું હોય એક સાઈડ તો નોર્મલી હાથની મુમેન્ટ કરો તો પેઈન થાય છે કે મુમેન્ટ ના કરો તો ભી દુ ખે જ રાખે છે આ ઠીક છે તો એવું કરો કે અત્યારે તો નોર્મલ હળદર કે એવું લગાડીને તમે ટ્રાય કરો જો પછી એવું ફેર ન પડે સ્પ્રે કરીને તો એક વખત એવું હોય તો એક્સરે કરાવવા હોસ્પિટલમાં આવી જજો ઓકે અને મસ્ક્યુલર હા તો એના માટે જોવું પડશે મસ્ક્યુલર પેન થાય છે કે બોન્સમાં છે જો ક્યાંય ભટકાણા છો કે અથડાયા છો તો વા તડ જેવું હશે તો એ રીતે કરવું પડશે પાટો આવશે અને મસ્ક્યુલર પેન હશે તો નોર્મલ મેડિસિન કે પેનકીલરથી થઈ જશે તમે આ તો તમે એક કામ કરો હ અત્યારે તો કેટલા વાગ્યા સુધીમાં તમે આવી શકો એમ છો અત્યારે સાત વાગ્યા લગીમાં કદાચ એવું છે કે એક્સરે કે એવું કરાવાનું થશે તો ટેક્નીશીયન જતો રહ્યો હશે એક કામ કરો ને તમે છે ને આવતીકાલે સવારે આવી શકો એમ છો નવ વાગ્યા પછી હોસ્પિટલે હા તો અત્યારે હું તમને એક દવાનું નામ લખાવું છું પેન કિલર છે એવું હોય તો તમે કોઈ નજીકના મેડિકલ સ્ટોરમાં જઈ અને પેન કિલર લઈ લો ઊંઘ આવી જશે અને આવતીકાલે સવારે તમે હા તો તમને પેન કિલરનું નામ લખી એવું એવું હોય તો હું તમને વોટ્સેપ કરાવવાતાતા હું ત્યાં જ લઈને ફોન કરાવો વાત કરી લઈશ અને આવતીકાલે સવારે આવી જાઓ હ ઠીક છે ભલે વાંધો નહીં